હલો ક્યાંથી બોલો છો હા હા હું હરસિદ્ધી ફૂટવેરમાંથી બોલું છું

હા હરસિદ્ધિ ફૂટવેરમાંથી બોલું છું હા ઓકે ઓકે ફ્રૂટ તાજા મળશે તમાર કેળાં કેળાં છે પપૈયાં છે કેરી છે એપલ છે જામફળ છે અને અનેક જાતના ફળફળાદી આપડા ત્યાં મળશે

હા હા હા બે કિલો એપલ

હા હા હા બે કિલો ચીકુ હા દ્રાક્ષ બી મળશે હા અલગ અલગ તમારે બે બે કિલોના અલગ અલગ બાદા બનાવીને તમને પાર્સલ આપવાનું છે એમને હા તમારે બીના ટેન્સન માલ માલમાં તમારે ચિંતા નય કરવાની કે વાયફાય જ માલ મળશે કારણ કે આપણે ડુપ્લિકેટ માલ મળતો નથી કારણ કે બગડી જાય એવો માલ અમે વેચતા જ નથી કારણ કે બગડી જાય ને ઘરાકને ખોટ જાય એવું આપણા પાસે ફળફળાદી નથી એકદમ શાનદાર એકદમ એકદમ સ્વીટ મળશે કારણ કે તમે તમારે ક્યા આપણે કે તમારા અજાણ્યા અજાણતામાં તમને આપી દેવાને તમારે જોઈ જોઈ ને લઈ જવાનું છે તમારા સામે જ હું સિલેકટ કરીશ કે તમને આ ભાવે છે આ વસ્તુ સારી છે તો ચાલ આ વસ્તુ લઈ લો એ પ્રમાણે તમને અનેક જાતનું ફળફળાદીઓ આપી વાંધો નય આવે તમારે હા ઓકે કે તો મને એકદમ સારો ને સારો ક્વાલિટીનું વસ્તુ મળશે આવો તમે રૂબરૂ આપના દુકાને તય આપણે વાત કરીશું ચાલો તારે મળીએ ચાલો આવો મા